હેલો હા આપણે જટાયુંભાઈ વીમા એજન્સીમાંથી વાત કરો છો હા મારે હેલ્થ ના વીમા માટે વાત કરવી હતી મારે એક લેવો છે તો તમને મને કોઈ કહેશો કે ક્યા ક્યા છે હુમ અમારે ત્રણ જણનો લેવાનો છે પતિ પત્ની અને બાળક હા ઉંમર છે ચાલીસ પાત્રીસ અને બાર હુમ બરાબર હુમ હુમ બરાબર હુમ બરાબર છે અને એ શું અમારે તમે કીધું હોય એ હોસ્પિટલમાં જઈને કરવાનું હોય બરાબર બરાબર બરાબર અચ્છા બરાબર છે અને એ અમારે આશરે મહિને કેટલા વર્ષે કેટલા રૂપિયા ભરવાના રહેતા હશે બરાબર અચ્છા અને કેટલા વર્ષ સુધીનો આ વીમા રહેશે બરાબર દર વર્ષે ભરવાનું એવી સ્કીમ બરાબર હુમ બરાબર છે બરાબર છે પણ હવે એવું સાંભળ્યું છે કે બધી હોસ્પિટલની અંદર અમુક વખત આ નથી ચાલતું અને અમુક પૈસા ભરવા પડે છે અથવા અમુક પર્સેંટેજ પૈસા ભરવા જ પડે છે ને દવાઓ સામેલ નથી થતી ને એવું બધું તો આમાં હુમ બરાબર છે હુમ બરાબર છે બરાબર છે હા સારું સારું ચલો તો હું હવે તમને ઘરે વાત કરી અને પછી ફાઈનલ કરી લઈએ આપણે હા સારું ચોક્કસ હા હા હા